હા મેડમ મારે અ મારા છોકરા માટે ટોલ ફેશ્કેટ લેવાની છે તો તમે મને બતાવશો અ કામ તો એવુ કીધુ નથી પણ મારે કંઇક બીજું કરવાનું છે હ અ ડાયમંડ હોય તો વધારે સારું અમારે રેડ રેડ કલરનો ડાયમંડ હોય એના ઉપર બ્રેસ્લેટ ઉપર તો વધુ સારું અ લખી દે જો કે હ્મ

ઓકે ઓકે પ્રાઈઝ જણાવશો અ થર્ડ વન છે આ સેન્ટર મા એની પ્રાઈઝ શું છે સિકટી ટુ થાઉઝન ઓકે અને આ લાસ્ટ છે એની ઓકે મને આ સેન્ટરમા છે ને ઈજ પેક કરી દયો

અ થર્ડ જે સેન્ટરમાં છે ને સેન્ટરમા રેડ ડાયમંડવાળું હા ઈ જ પેક કરી દયો અને ગિફ્ટ પેક કરાવવું છે મારે

ઓકે મેડમ પણ એટલું મોઘું બ્રેસલેટ ભ્રેસ્લેટ લઈએ છે તો તમે પચાસ રૂપિયાનું બોક્સના વધારે પૈસા લો

ઓકે કાઇ વાંધો નહીં એ બિલમાં તમે ચડાવી ઈ બોક્સના પૈસા એ બ્રેસલેટની બધી ડિટેલ મેન્શન કરી દે જો ઓકે વીએક હા ઓકે હા